હું જ્યારે નાની હતી ત્યારથી જ મને ચિત્ર કરવાનો ખૂબ જ શોખ છે મારા મમ્મી પપ્પા મને બાજુમાં બેસાડીને કાડ બનાવતા શીખવાડેલું એ જે કાડ આપણે દિવાળીમાં પણ ફ્રેન્ડસને આપી શકીએ કોઇકનો બડ્ડે હોય તો તેના જન્મ દિવસ પર પણ આપણે એને આપી શકીએ થોડા દિવસો પહેલાં જ મારી ફ્રેન્ડનો બડ્ડે ગયો જેમાં મેં એને એક ચિત્ર ડ્રો ચિત્ર દોરીને આપ્યું એ ચિત્ર એને ખૂબ જ ગમ્યું તે એને તે એ ચિત્રને તે એમ એની ઘરની દીવાલ પર લગાવી દીધું કે આ મારી ફ્રેન્ડે આપ્યું છે હું આને દીવાલ પર જ લગાવીશ એ ચિત્રમાં એને એટલી બધી લાગણી દેખાઇ ગઈ મારા વિશે કે એણે તે ચિત્ર દીવાલ પર લગાવ્યું હતું મારા મમ્મી પપ્પા મને કાડ બનાવતા શીખવાડેલું ત્યારે જો એટલું બધુ તો નહોતું આવડતું પણ મેં મારા દિમાગ લગાવીને થોડુંક એને હજુ સારી રીતે બનાવવાની કોશિશ કરતી મારા બાના જન્મ દિવસ પર મેં મારા બાનું ચિત્ર બનાવીને આપ્યું જે બાને ખૂબ જ ગમ્યું અને મારી બા એટલા ખુશ થઈ ગયાં ને એ ચિત્ર એમણે બહાર આપી દીધું ફ્રેમ કરાવવા